આરોગ્યની વાત કરું તો આરોગ્યમાં સરકારે જે હોસ્પિટલોની સુવિધા આપી છે તેમાં સુવિધાઓમાં ખૂબ જ સંભાળ રાખવાની જરૂર છે કારણ કે જે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે સુવિધાઓ આપવામાં આવે છે તો સરકારી હોસ્પિટલોમાં તેની સુવિધાઓ ખૂબ જ ઓછાં પ્રમાણમાં હોય છે અને સાથે સાથે હોસ્પિટલો ખૂબ ઓછી છે સાથે એમ્બ્યુલન્સની જે સેવાઓ સરકાર દ્વારા આપવામાં આવે છે તો પ્રાઇવેટ હોસ્પિટલની એમ્બ્યુલન્સીસ બી વધારે છે પ્રાઇવેટ હોસ્પિટલની કમ્પેરીઝનમાં સરખામણી કરીએ તો સાથે પરિવહનની વાત કરીએ તો પરિવહનમાં જે સરકારી બસો હોય છે સરકારી ટ્રાન્સપોર્ટની જે સુવિધાઓ આપવામાં આવે છે તો બસોની હાલત ખૂબ જ કફોડી હોય છે તો એ હાલત સુધારવાની જરૂર છે બારીઓ છે દરવાજાઓ છે એ ઘણી વખત ખખડ ખખડ અવાજ આવતા હોય છે તો એ બધી સુધારવાની જરૂર છે શિક્ષણની વાત કરીએ તો પાછી હું વાત કરીશ કે લોકો આજે પ્રાઇવેટ સ્કૂલોમાં પોતાના છોકરાઓને પોતાનાં બાળકોને ભણાવવા માટે ફોર્સ કરતાં હોય છે કારણ કે સરકારની જે સ્કૂલો હોય છે ત્યાંનું જે ભણતર છે ત્યાંના ટીચરો છે ત્યાંનું જે એન્વાયરમેન્ટ છે એ જે સ્ટેટ આપણે પ્રાઇવેટ સ્કૂલોનું હોય છે એનું વધારે સારું હોય છે તો તેથી જ સરકારી જે શાળાઓ છે તેને હાઈટેક બનાવવાની જરૂર છે કારણ કે અત્યારના જમાનામાં હાઇટેક સ્કૂલોની ડિમાન્ડ વધારે છે તો સરકારે શિક્ષણમાં એ જગ્યાએ ધ્યાન આપવાની જરૂર છે બીજી રોડ રસ્તાઓ જે નોર્મલી બધા કરતા જ હોય છે પરંતુ વરસાદની સિઝન આવે ત્યારે જે ખાડાઓ પડતા હોય છે લોકોને હાલકી પડતી હોય છે તો એ બધી સુધારવાની જરૂર છે સરકારની તો એવી જ અપેક્ષા રાખીશ કે સરકાર આ બધી વસ્તુ પર જે નાની નાની મુદ્દાઓ છે આ બધી વસ્તુમાં તેના પર ધ્યાન આપે